હા આ યુએસ પિઝામાંથી બોલો છો બરાબર છે અમે પિઝાનો ઓર્ડર આપ્યો છે હવે આમાં થોડા ઠંડા પીણા ઉમેરવા માગીએ છીએ તમારે ત્યાં કયા કયા પીણા છે અચ્છા કોક છે થમ્સઅપ છે ડ્યુ છે જીરું છે હા તો એમાં તમે થમ્સઅપનો એક ઓર્ડર લો બે બે થમ્સઅપની બોટલો મોકલી આપો અને જ્યુસમાં એપલ જ્યુસના બે બોટલ મોકલી આપો અને બસ ઓકે